હેલો હા તમે પેલું ટુ ટુર એન્ડ ટ્રાવેલ્સ માં સાથે કેબ સર્વિસ નું આપો છો ને તમે કંઈ તો અમારે હા અમારે દિવાળીના વેકેશનમાં લગભગ પંદર દિવસ માટેનું પ્લાનિંગ કરી રહ્યા છે ઉત્તર ભારત તરફ જવાનું તો અમારે એના માટે કેબ સર્વિસ જોઈએ છે હવે એમાં તમારી કયું હોય છે ફાઇવ સીટેડ હોય છે કે સિક્સ સેવન સીટેડ કઈ ટાઇપની કેબ મળી શકે એમ છે

હમ્મ હા હા હમ્મ હમ્મ

હમ્મ હમ્મ સાહેબ એ ઓકે તમારી બધી વાત બરાબર પણ તમારી ગાડી એસી છે કે નોન એસી એ તમે જણાવ્યું નહીં એસી છે ને હા બસ તો સારું હું બરાબર હું નક્કી કરીને તમને આપણે વાત કરીએ બરાબર હા હા હા ચોક્કસ